મારી પાસે વિવો નો ફોન છે જે હું છેલ્લા ચારેક વર્ષથી વાપરું છું ખૂબ જ સારો ફોન છે અને ખૂબ જ તેની સારી ક્વૉલિટી પણ છે બૅટરી બૅકઅપ પણ તેની અંદર ખૂબ જ સારું છે એક રીતે વિવો પ્રોડ્કટની હાલમાં તો ઘણી બધી રેંજ આવી ચૂકી છે તેમ છતાં પણ એક જો ખાસ બાબત ગમી હોય તો તેનો બૅટરી બૅકઅપ છે વિવો ની ઘણી બધી પ્રોડક્ટ્સ હાલ બજારમાં પણ ઉપલબ્ધ છે તેમાં પણ ખાસ કરીને સ્માર્ટ ફોન સ્માર્ટ ફોનમાં પણ તેની ઘણી બધી રેન્જ છે જેટલી ઉંચી રેન્જ તેટલી જ તેની સારી ક્વૉલિટી અને જે પ્રાઇઝ હશે તેવું જ તમને તેનું રીઝલ્ટ જોવા મળશે હાલમાં તો બજારમાં ઘણા બધા વિવો ના અલગ અલગ હૅન્ડ સેટ પણ જોવા મળે છે એમાં પણ ખાસ કરીને દર વર્ષે એક ને એક પ્રોડક્ટ બજારમાં મૂકાતી જ હોય છે તેમ છતાં પણ જો મારી પાસે બૅસ્ટ પ્રોડક્ટ હોય વિવો ની તો તે છે વિવો વાય નાઇન્ટી વન આઈ મોબાઇલ જેનો હું છેલ્લા ચાર વર્ષથી હું યુઝ કરી રહ્યો છું ઘણી વાર હાથમાંથી પણ પડ્યા પછી પણ તે મોબાઇલ એટલો જલ્દી ખરાબ થયો નથી તો એથી હું કહેવા જાઉં તો વિવો ની પ્રોડક્ટ સ્માર્ટ ફોન છે મારી પાસે તે મને ખૂબ જ ગમ્યો તેનું બૅટરી બૅકઅપ પણ ખૂબ જ સારું છે વૉઈસ પણ એકદમ ક્લીયરન્સ આપે છે ઍચડી વિડીયોઝ જોવા હોય તો તે પણ ખૂબ જ સરસ અને સારી રીતે જોઈ શકો છો વિવો પ્રોડક્ટમાં હાલમાં પણ ઘણું બધું સુધારો વધારો થયો છે તેમ છતાં પણ એક રીતે જોવા જાઉં તો મારી પાસે જે વિવો નો ફોન છે તે ખૂબ જ સારી ક્વૉલિટીનો અને ખૂબ જ સારો છે વિવો ને રેટિંગ આપું તો રેટિંગ તો ચાલો પાંચમાંથી ચારની કારણ કે તે મારા માટે ખૂબ જ સારો અનુભવ હતો